મારા જીવનમાં બનેલી એક યાદગાર ઘટના મને યાદ આવે છે હું જ્યારે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે અમારા નવ વાગેનો પરીક્ષાનો ટાઈમ હતો સમય સાડા નવ વાગે ચાલુ થઈ જતો હતો અને નવ વાગે આપણે પહોંચવાનું હતું એ દિવસે બન્યું એવું કે ગણિતના પેપરના દિવસે હું બધુ જ કામ ઘરનું કરીને વહેલા સાઇકલ લઈને નીકળી ગઈ પણ રસ્તામાં બહુ જ ટ્રાફિક હતું અને જવું મુશ્કેલ હતું ત્યાં એક ગાડીવાળાએ મને ટક્કર મારી અને હું ભોંય પડી ગઈ અને હું એવી હડબડાઈ ગઈ મને એવી બીક લાગવા લાગી હું રસ્તા પર રડતી હતી તે વખતે એક સારા વ્યક્તિએ મને ઉભી કરી મારી સાઇકલ ઉભી કરી મને પૂછ્યું કે બેટા શું થયું એમણે મને પાણી આપ્યું મને દવાખાને લઈ ગયા મને ઢીંચણ પર થોડું વાગ્યું હતું ત્યાં મને પટ્ટી મરાવડાવી અને પછી હું ફટોફટ કરીને જ્યાં આપવાનું હતું પેપર ત્યાં પહોંચી ગઈ પણ ત્યાં પહોંચતાની સાથે તે લોકો ન કહેતા હતા કે તમને પેપર આપવા મળશે નહીં કેમ કે તમે થોડાક લેટ પડી ગયા છો પણ છતાંય મારી વાત સાંભળીને એમણે મને હા કહી દીધું એ ઘટના આજે પણ મને યાદ આવે છે